અમારી આજુબાજુમાં ગણપતિપુરામાં મંદિર છે ગણપતિ દાદાનું ત્યાં જોરદાર ધાર્મિક મંદિર છે બધા મુલાકાતીઓ આવે છે આજુબાજુનાં ગામનાં લોકો પણ આવે છે ત્યાં ગણેશ ચતુર્થીના દિવસે મેળો પણ ભરાય છે અને ત્યાં કેળાંની વેફર પણ ખૂબ જ સરસ મળે છે અન ત્યાં ગણપતિ દાદાને લાડુ પણ ધરાવાય છે ત્યાં જોરદાર મંદિર છે સરસ મજાનું મંદિર છે ત્યાં આપણને જોવાની સરસ મજા આવે એવું છે અને ત્યાં ગણપતિ દાદાની એટલી બધી સાચ પણ છે કે લોકો ત્યાં જોવા માટે ગણેશચતુર્થીના દિવસે ખૂબ મોટો મેળો ભરાય છે અને તેની ઉપવાસ પણ કરે છે લોકો અને બધાની મનોકામના પૂર્ણ પણ થાય છે એટલો બધો ગણપતિદાદા ઉપર એમ લોકોનો વિશ્વાસ છે કે દર ચોથના દિવસે ત્યાં જમણ પણ વાર પણ રાખે છે અને ભાવિ ભક્તોની બહુ મોટી ભીડ પણ થાય છે